અમારી પાસે ઘણી બધી પારિવારિક વાનગીઓ છે જેવી કે થેપલા કઢી દાળભાત જે પેઢીઓથી ઉતરી આવેલી છે અને એમાંની મારી મહત્ત્વની મને પ્રિય વાનગી હોય તો તે છે કઢી કઢી એ પેઢીઓથી ઉતરી આવેલી વાનગી છે સામાન્ય રીતે કઢી એ ઘરડા લોકોથી લઇને નાની ઉમરના લોકોને પણ વધુ પ્રિય છે કઢી એક એવી વાનગી છે કે જે જે ઓછી મીનીટમાં એટલે કે ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં બનતી વાનગી છે અને કઢી એવી વાનગી છે કે જેને ભાત સાથે ખીચડી સાથે અથવા તો થેપલા સાથે ગમે તેની સાથે તેનો આનંદ માણી શકાય છે અને કઢી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે તેની અંદર મીઠા લામ લીમડાનાં પાન નાખવામાં આવે છે જેનાં કારણે તેની મીઠાશ પણ વધે છે તેની અંદર તજ લવિંગ જેવા મરીમસાલા પણ ઉમેરવામાં આવે છે જેની જેના લીધે તેનો સ્વાદ ઘણો બધો સારો બની જતો હોય છે અને એમાં પણ જો કઢી ને ઘીની અંદર વઘારવામાં આવે તો તેનો સ્વાદ વધારે પડતો સારો લાગતો હોય છે